કોણ હા હા ઓકે હા હા મારી અહીંયા તમે જે જોઈ એડ એ જગા ઉપર મારી પ્રોપર્ટી છે અને બધું છે ડિટેલ તો તમારે શું છે ક્વેશ્ચન્સ એ તમે પૂછી શકો મને હા હા ઓકે ઓકે અચ્છા મને તમે તમારી પહેલા તો ફેમિલી ડિટેલ્સ કહેશો કે તમે કેટલા જણા છો શું છે અને તમારે કહેવું છે શું એવી રીતે તમારું બિઝનેસ શું છે અને હવે મારી પ્રોપર્ટી જે તમે જોઈ એમાં એ મારી એક્ચુલી જોવા જાઈને તો પ્રાઈમ લોકેશન પર છે તો અહીંયા તમે અગર તમારે બંગ્લોની તમે વાત કરો છો તો અહીંયા સમજોને વીસ એક હજાર ભાડું ચાલે છે અત્યારે એવી રીતે એ હવે જો આ અત્યારે મેં જે રીતે મેં તમને પ્રોપર્ટી કીધું બિકોઝ મારે જોઈએ તો બધી તેમાં ફેસિલિટીઝ છે પ્રોપર છે બધું મારું બંગ્લાનું કરેલું બધું લાઈટ પંખા ઈલેક્ટ્રિસિટી બધું બરોબર છે અચ્છા બીજી બાજુ ઈવન હા હા હા હા એ બધું છે અવેલેબલ સો એટલા માટે હું ટ્વેન્ટી થાઉઝન્ડ ઈઝ પ્રોપર છે બિકોઝ એરિયા પ્લસ મેં તમને જે કીધું મારી જગ્યા મારી જગ્યાનું જોવા આવશો તમે તો એકદમ વ્યવસ્થિત છે તમને બીજી કાંઈ કમ્પલેન નહીં થાય કંઈ જ તકલીફ નહીં થાય તમને એવી રીતે અને સમજોને મારું ઉપર

હા મારી જગ્યા જ્યાં છે ત્યાંથી સમજોને માર્કેટ તમને ટેન મિનિટ ટેન મિનિટ્સના ડિસ્ટન્સે હોસ્પિટલથી ફાઈવ મિન્ટ્સના એ ડિસ્ટન્સે અને એવી રીતે સ્કૂલ ભી બચ્ચાઓની બાજુમાં જ છે એવી રીતે એટલે જ એ પ્રમાણે મેં ભાડું રાખ્યું છે એવી રીતે અચ્છા અને ડિપોઝિટ અલગથી થશે હા ઓકે અચ્છા અગર જો તમે એ હોય તો મારે તમારા ડોક્યુમેન્ટ્સ જોશે પછી એમાં પોલીસ વેરિફિકેશન બી જોશે એ બધું જોશે તમે જોવો એક વાર આવીને જોઈ જાઓ તમારે બિકોઝ એ વ્યવસ્થિત છે એમ કરીને ઓકે હા હા હા ભલે